મારી હોલસેલ સાડીઓની દુકાન છે જેમાં મારે ઘણી વખત વીજળી કટ થઈ જવાથી આવતા ગરાગને સાડી બતાવવામાં ઘણી બધી સમસ્યાઓ થાય છે કારણ કે વીજળી કાપ થઈ જાય તો ગ્રાહક કપડા લેવા આવી ન શકે અને જો આવે તો તેમને સાડીનો કલર પસંદ કરવામાં મુશ્કેલીઓ પડે ઘણી વખત વીજળી કાપ થવાથી મારે બેટરીવાળી લાઇટનો ઉપયોગ કરવો પડે છે પરંતુ બેટરીવાળી લાઇટ કેટલા સમય સુધી ચાલી શકે એટલે વીજળી કાપ થવાથી જે મારો ધંધો થવો જોઈએ એટલા પ્રમાણમાં મારો ધંધો થઈ ન શકે અને ઈન્વર્ટર પણ અમારી શોપમાં નથી મારી શોપ ટેક્સ્ટાઈલ એરિયામાં હોવાથી અને એક ખૂણા ખાંચડામાં હોવાથી ત્યાં હવા ઉજાસ કે પ્રકાશનું અલ્પ પ્રમાણ આવે છે જેના કારણે મારે દિવસે પણ લાઇટની જરૂર પડતી હોય છે તો દિવસ દરમ્યાન પણ જો કોઈ ટેકનિકલ ઇશ્યુઝ આવે કે કોઈ સબસ્ટેશનમાં કોઈ ખામી આવે અને જો વીજળીનો કાપ થાય તો એ દરમ્યાન પણ મારે મારા ધંધામાં નુકસાન વેઠવવું પડે છે ઘણી વખત બહારથી આવતા વેપારીઓ મારે ત્યાં હોલસેલમાંથી સાડીઓ લઈ જાય તો એ દરમ્યાન જો વીજળી કાપ હોય તો એમની સાથે જે મોટી મોટી ડીલ કરવાની હોય છે તેમાં પણ ઘણી સમસ્યા આવે છે તો આ રીતે વીજળી કાપ આધારિત જે મારો રોજગાર છે તેમાં મારે ઘણા સમયે નુકસાન પણ વેઠવવું પડે છે